આજે ગામડાઓ પણ વીજળી વગર નાં હોતાં નથી અને કોઈ પણ વસ્તુ તમે વીજળી વગર આજે શક્ય નથી વિવિધ ગામડાનાં કામો જેવાં કે થાંભલાઓ રસ્તા પરના કે પછી ખેતીમાં વપરાતા પાણી ખેંચવાના પંપ હોય કે ખેતીની ફરતે આજે રખડતા ઢોરોથી સુરક્ષા માટે જે ઓછા કરંટવાળા તાર લગાવેલા હોય છે તો એ તાર પણ વીજળીથી સંચાલિત હોય છે એ સિવાય ઘણા દવા છાંટવાના મશીનો પણ બેટરી આધારિત હોય એ બેટરીને પણ ચાર્જ કરવા માટે વીજળી લાગે છે ખેતીમાં આજે ટ્રેક્ટર જે ડીઝલથી નહીં પણ ગ્રીન એનર્જી એટલે કે એટલે કે વીજળી સંચાલિત બેટરીથી ચાલતાં હોઈ શકે છે તો એ રીતે આજે ખેતી ઉપરાંત તબેલાઓમાં પણ ખૂબ બહોળા પ્રમાણમાં વીજળી ઉપયોગમાં આવતી હોય છે ઘણા બધા સંસાધનો તબેલામાં પણ જેમ કે ઘાસ કાપવાનું મશીન છે કે પછી ઢોરને પૂરતા પ્રમાણમાં પાણી રહે મળી રહે એ માટેના પંપ છે તે બધું વીજળીથી જ સંચાલિત હોય છે તો એ સિવાય ઘણાં બધાં કામો તમે વીજળી આધારિત કરી શકો છો જેમ કે આજે ગામડાઓમાં ખેતરોમાં નાની ઓરડીઓ હોય અથવા તો કોઈ ઘરોમાં સિનિયર મોટા ઘરડાઓ રહેતા હોય છે તો ઘણી ઘરડાઓને ઉપયોગી વીજળી સંચાલિત વસ્તુઓ મૂકીને શહેરમાં રહેતા એમના પુત્ર પુત્રીઓ નિશ્ચિંત થઈ શકે છે તે રીતે આજે જે કાંઈ પણ શહેરમાં વીજળી આધારિત હોય છે તે બધું જ ગામડામાં વીજળી આધારિત હોઈ શકે છે